ગુજરાતી ભાષા મુખ્યત્વે તો વેપારીઓની ભાષા તરીકે ઉદ્ભવેલી અને એના પર હિન્દી અને સંસ્કૃતનો ઘણો પ્રભાવ રહેલો પછી ગુજરાતના નામી કવિ શ્રી નરસિંહ મહેતાએ ગુજરાતીને સાહિત્ય આપ્યું અને પછી સાહિત્યની અવિરત ચળવળ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ થતો રહ્યો ઓગણીસો ચાલીસ આસપાસ મહાત્મા ગાંધીએ ગુજરાતીના શબ્દ શબ્દકોષ અને વ્યાકરણ નું નિયમો માટેના પુસ્તકો બનાયવા અને એ પછી ગુજરાતી ભાષામાં ઘણું સાહિત્ય તૈયાર થયું અને ગુજરાતી ભાષાનો વ્યાપ વધ્યો આજે ભારતમાં છ કરોડ ગુજરાતીઓ અને ગુજરાતની બહાર અમેરિકા ઓસ્ટ્રેલીયા વગેરે જેવા મોટા દેશોમાં પણ ગુજરાતીઓની સંખ્યા ખૂબ વધી છે જેઓ ગુજરાતી બોલે છે પણ સાથે સાથે હવે ગુજરાતી પર અંગ્રેજી અને અંગ્રેજી ભાષાનો પ્રભુત્વ પણ ખૂબ વધતું જાય છે ગુજરાતી વાક્ય વાંચતી વખતે સાથે સાથે તેમાં અંગ્રેજી શબ્દો પણ જોવા મળે છે ગુજરાતીના સમાચાર પત્રોમાં પણ તમને દરેક સે વાક્યમાં કોઈને કોઈ અંગ્રેજી શબ્દો આવતા દેખાશે એટલે ગુજરાતી ભાષા ધીરે ધીરે ગુજરાતી ભાષાનું અંગ્રેજીકરણ થતું જાય છે અને હવે જ્યારે મોબાઇલના જમાનામાં લોકો ટેક્સ મેસેજ ટાઈપ કરતા હોય છે ત્યારે લોકો ગુજરાતી લિપિમાં ટાઈપ કરવાના બદલે અંગ્રેજીમાં ટાઈપ કરવાનું વધારે પસંદ કરવા મંડે છે એટલે ગુજરાતી શબ્દ લખે તો પણ અંગ્રેજીમાં ટાઈપ કરીને લખેલો હોય છે અને સીધું જેટલા અંગ્રેજી શબ્દો ઉપયોગમાં થતાં હોય છે એ બધા અંગ્રેજી શબ્દો પણ ગુજરાતીના વાક્યની સાથે મિક્સ કરી દેવામાં આવે છે જેમકે અત્યારે હું આ મિક્સ બોલ્યો એ કોડ મિક્સ લેંગ્વેજ હવે ધીરે ધીરે કરતાં ગુજરાતીમાં વધતી જાય છે